હેલો હા જી

હા હા હા હમણાં છે ને માર્કેટમાં બહું નવા નવા સરસ દવાનાં છંટકાવ કરવાની વ્યવસ્થાઓ થઈ ગઈ છે તો તમે કોઈ સારી દવાનાં દુકાન ઉપર જાઓ અને ત્યાંથી એવું કહો કે ભાઈ મને ફાલ જવે અને પછી આ પાનમાં જે પીળાશએ આવી છે એ એનાં માટેની દવા આપો એટલે હમણાં આમ તો હું તો હવે સમાન્ય ખેડૂત છું એટલે મને નામ ભૂલી ગયો પણ તમે ત્યાં માંગશો એટલે તમને તરત દવા આપશે અને એ દવાનો છંટકાવ કરતાં રહેજો નહીં નહીં નહીં એવી કોઈ આડઅસર થાય નહીં ઉપરથી પ્રોફિટ જ થાય અને બીજું કે હમણાં આ વરસાદ બહું પડ્યો છે ને એનાં કારણે પાંદડાઓ ઉપર જેમ બને એમ વધારે પડતો ભેજ લાગી ગયો છે ને એટલે થોડું એવું થઈ ગયું છે બરાબર એટલે ભાઈ બહું વરસાદ પડ્યો ને એટલે ભેજ લાગી ગયો છે અને ફોમ ફંગસ થઈ ગયું છે એટલે ફંગસ મારવાની દવા આપશે બરાબર હા એ લગાવો એ એ તો એ એ એ છે ને ખાલી એક સો ગ્રામની એ લેવાની એક મોટું ડ્રમ ભરી ને લેવાનું ચાલીસ કિલોનું અને એમાં એકાદ સો ગ્રામ જેટલી દવા નાખવાની છે અને એ એ આખાં તમારાં ત્રણ ચાર વિઘાની જમીન હોય બધામાં આવી જશે કારણ કે આ ફંગસ માટે જ છે પાણી પછી નહીં નિરાણ હમણાં નહીં કરવાનું એનાં ત્રણ દિવસ પછી જો કદાચ વરસાદ નથી આવ્યો તો ખુલ્લું હોય તો પછી ત્રીજા દિવસે પાણી મુકજો તરત પાણી નહીં મૂકવાનું નહીં તો દવાનો બધો પાવર ધોવાઈ જાય હા તો હા હા હા હા ના એ એની અંદર બીજી દવા એડ કરશે તો તમે ત્યાં દવાની દુકાન ઉપર વાત કરજો એટલે બીજી દવા તમને એડ કરી આપશે અંદાજો તો એ એ લિટરનાં ભાવે દવાઓ વેચાતી હોય છે લગભગ બે હજાર રૂપિયે પંદરસો રૂપિયે એવી અલગ અલગ ભાવની છે હમણાં તો હું આ સમયમાં લાવ્યો નથી પણ મને બીજાનાં દ્વારા માહિતી મળી છે એ પ્રમાણે આ છે બરાબર

ઓકે દીકરા ઓકે ઓકે ફરી ફોન કરી શકો છો હા હા હા સારું